હલો ઉબરમાંથી વાત કરો છો મેં ઉબર બૂક કરાવી છે પણ અડધો કલાક થઈ ગયો છે હજુ હજુ સુધી ઉબર અમારી ઠેકાણાં આવી નથી તો એની શું પ્રોસીજર છે ક્યારે આવશે એ તમે જણાવશો અથવા નહીં જણાવો તો મને મારી મને કેન્સલ કરાવી દો અથવા કેન્સલ ના કરાવી શકતા હોય તો તમે મને જલ્દી મોકલી દો ટેક્સી મારે ઘણું ઘણી ઉતાવળ છે મારી પાસે કેન્સલ કરવાનો ટાઇમ નથી તમે કેન્સલ કરી દો અને કેન્સલ કરવા માટેની શી પ્રોસીજર છે એ પણ જણાવો અને આ પૈસા મેં તમને ભરેલા છે એ કેટલા સમયમાં મને પાછા મળશે એ પણ મને જણાવશો કોઈ પણ કોઈ પણ પેનલ્ટી વગર મને મારા પૈસા જોઈએ છે એટલે તમને મહેરબાની કરીને મારા પૈસા પાછા આપો